હું મહિલા ઉત્કર્ષ યોજના વિશે જાણું છુ જે સરકારે મહિલાઓ માટે બહાર પાડી છે અને તેનો લાભ અમે કોઈ બી ઝોન ઓફિસમાં જે આસપાસની સરકારી ઝોન ઓફિસ હોય છે એની અંદર અમે એજન્ટ થ્રુ અથવા તો જે પણ સરકારી ઓફિસરો હોય છે એ લોકો થ્રુ અમે ઇઝીલી મળી જાય છે